હેલો સુરેશભાઇ બોલી રહ્યા છો હા હું વિરાટ વાત કરી રહ્યો છું મેં આજે સવારે નવ વાગે પાટણ જવા માટે ઉંઝાથી તમારી ગાડી નોંધાવી હતી તો એમાં હું મારું પાકિટ ભૂલી ગયો છું હા પાકિટ કાળા રંગનું હતું અને તેમાં આધાર કાર્ડ અને એટીએમ કાર્ડ હતા અને તેની મને તાત્કાલિક જરુરિયાત છે તમે મને જ્યાં ઉતાર્યો હતો ત્યાંથી હું નીકળી ગયો છું તો હું આપું તે સરનામા પર મારું પાકિટ પરત કરવા માટે પહોંચી શકશો સરનામું લખો જરા વિજયનગર સોસાયટી ઘર નંબર બાર હા જ્યારે તમે આવી જાવ ત્યારે મને સંપર્ક કરજો હું બહાર આવી જઇશ હા ગુરુકુળ રોડ સુધી પહોંચી જાવ ત્યારે મને સંપર્ક કરજો ધન્યવાદ